મને શિયાળાની મોસમમાં ફરવાની બહુ મજા મુસાફરી કરવાની ખૂબ જ મજા પડે છે કારણ કે શિયાળામાં બહુ ઠંડી અતિશય સંડી ઠંડી પણ નથી હોતી ત્યારે હું ફરવા જવાનું પસંદ કરું છું એટલે મને વરસાદની પણ બીક ના લાગે તાપ પણ ના લાગે અને મોજથી ફરી શકાય કારણ કે શિયાળામાં ઠંડીની મોસમમાં આપણે ગમે ત્યાં ફરીએ તો કોઈ તકલીફ પડી શકતી નથી અને જો આપણે ચોમાસામાં મુસાફરી કરવી હોય તો વરસાદની બીક લાગે અને ક્યાંય હરીફરી શકાતું નથી અને ત ઉનાળામાં પણ તાપના લીધે આપણે ક્યાંય હરીફરી શકતા નથી અને તાપના લીધે આપણને ગરમી વધારે લાગે છે એટલે આપણે ક્યાંય હરીફરી શકતા નથી અને જો શિયાળામાં તો આપણે ગમે ત્યાં ગમે તીરી ટાઈમે ફરી શકીએ છીએ એટલે હું શિયાળામાં મુસાફરી કરવાનું પસંદ કરું છું શિયાળામાં વધુ આપણને જમવાની પણ વ્યવસ્થા સારી મળી રહે ને આપળે શિયાળામાં ખ જમી પણ સારું શકીએ છીએ એટલે શિયાળામાં આપણને કંઈ તકલીફ પડતી નથી જેથી કરીને હું શિયાળામાં મુસાફરી કરવાનું પસંદ કરું છું શિયાળમાં જ્યાં પણ આપણે જઈએ ત્યાં આપણને મજા પણ આવે છે અને આપણને ઠંડીનું જોર વધારે હોય ને તો આપણે શાંતિથી આપણી કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં ગોટ મોટથી બેસી શકીએ છીએ અને ઠંડીનો સામનો પણ કરી શકીએ છીએ એટલે હું શિયાળામાં ફરવા જવાનું પસંદ કરું છું અને શિયાળાની મુસાફરી કરવી સરસ છે બહુ મજા આવે છે અને શિયાળામાં આપણને કોઈ જાતની તકલીફ પડતી નથી હા આપણને ઠંડીનો સામનો કરી શકીએ છીએ બાકી ઉનાળો હોય તો આપણે સામનો કરી શકીએ નહીં કારણ કે ઉનાળામાં આપણને ગરમી લાગે છે જેથી કરીને આપણે જ્યાં જવું ત્યાં શિયાળમાં જવું શિયાળાની ઠંડી કડકડતી ઠંડીના લીધે આપણને ફરવાની પણ મજા આવે છે એમાં પણ રાજસ્થાન બાજુનો ડાન્સ ને એ બધું જોવાનું શિયાળામાં ખૂબ જ મજા આવે છે અને શિયાળો એ એવો મોસમ છે કે એમાં કંઈ આપણને બેગીય અવળી તકલીફ પળતી નથી જેથી કરીને હું શિયાળામાં ફરવા જવાનું વધારે પસંદ કરું છું શિયાળો માય બેસ્ટ મુસાફરી કરવા માટે